હા બોલો હા શિવશંકર ભોજનાલયમાંથી મગન મહારાજ બોલું ઓકે

ઓકે જો તમે છે ને અમારે ત્યાં ગુજરાતનાં એક મહેમાન તરીકે આવ્યા છો અમારે ત્યાં ખૂબ જ સારું એવું કાઠિયાવાડી તમને ફૂડ મળે છે તમને જો નાસ્તામાં જલેબી ફાફડા છે ગાંઠિયા છે ખમણ છે ઢોકળાં છે આ બધું તમને સવારે નાસ્તામાં મળી જાય બપોરનાં તમા બપોરમાં તમારે ચુરમાનાં લાડું છે દાળભાત પૂરી શાક છે રમકડાં છે બરાબર છે અલગ અલગ જાતનાં અથાણાં છે અલગ અલગ જાતના પાપડ છે ચાટ છે તો આવી અલગ અલગ અસંખ્ય લગભગ બસો જેટલી વેરાઇટીઓ છે જે તમને બપોરે જમવામાં મળી જાય અને સાંજે સાંજે છે ને કઢી છે ખીચડી છે ભાખરી છે બરાબર છે ઢોંસા છે તમારે એવું ઘણું બધું કાઠિયાવાડીની સાથે સાથે મદ્રાસી ને એવું ઘણું બધું વેરાઈટી અમે તમને જમાડી શકીએ છીએ તો તમારો કેવો ટેસ્ટ છે એ પ્રમાણે તમે જો જરાક કહો તો પછી અમે એમને મોડીફાઈ તમને કરી આપીએ

તો જો સવારે તમારે એકદમ ટીપિકલ ગુજરાતી ખાવું હોય ને તો અમારે ત્યાં છે ને મસ્ત થેપલા અને દહીં છે મરચાં તળેલાં હોય છે અથવા તો બીજું એની સાથે સાથે તમારે વેજીટેબલ સેન્ડવીચ ખાવી હોય તો એ પણ અમે તમને સર્વ કરી શકીએ બીજું સાઉથ ઇન્ડિયનમાં તમારે ઈડલી છે વડાં છે ઢોંસા છે એનું પણ અમે તમને આપી શકીએ અને જે બટ હા ગાંઠિયા હા ગાંઠિયામાં પણ આમારી પાસે બે ત્રણ વેરાઇટીઓ છે હા હા હા હા તો એટલે હા તો અમારે ત્યાં છે ને એક બહુ સરસ ટ્રેડિશનલ મેનુ છે સવારે ગાંઠિયા મરચાં જલેબી અને પેલી પપૈયાની ચટણી બરાબર એકદમ ટ્રેડિશનલ કે તે સારામાં સારું અને સાથે અમે તમને ચ મસાલાવાળી ચા આપી દઈશું અને ક કોઈને કોફીની જરૂર હોય તો કોફી હેં ને એ પ્રમાણે અમે કરતા હોય છે

હમ હમ હા હા હા ઓકે એટલે જનરલી અમારે ત્યાં કેવું હોય છે કે જે તમે સ્વીટની જે તમે વાત કરો છોને ચુરમાનાં લાડું છે ને શીરો છે ને એ જનરલી બપોરનાં મેનુમાં અથવા સાંજના મેનુમાં હોય સવારે તો એકદમ ખાલી બ્રેકફાસ્ટને હલકું તમે કહો છો પણ છતાંય તમે હેવીમાં કહો છો ને

હા હા હા અરે ચાર્જીસ જો બે ટાઇમ ચાર્જીસની વાત કરું ને તો સવારના નાસ્તાનું તમારે અનલિમિટેડ હોય ને તો પર પર્સન દોઢસો રૂપિયા સવારના નાસ્તાના અને સાંજના જમવાના સાડી ત્રણસો એટલે આખું પૅકેજ પાંચસો રૂપિયામાં પર પર્સન તમને સેટ થઇ જાય હેં સોરી ના ના આ ઇન્કલું ઇન્ક્લુંડેડ અમારે પાંચસો રૂપિયામાં બધું જ આવી ગયું એટલે આપણે નક્કી રહ્યું કે સવારે તમને ગાંઠિયા મરચાં ચ પપૈયાની ચટણી ચા અને જલેબી મળશે અને સાંજમાં તમને કઢી ખીચડી ભાખરી રીંગણા બટાકાનું શાક સેવ ટામેટાંનું શાક ઊંધિયું અને શીરો બરાબર છે અને જો કોઈને સ્વાદ અનુસાર દૂધને એવું જોઇતું હશે તો એ પણ મળશે ઓકે હા

હા હા હા થેપલા ખમણ ઢોકળાં પાતરા આ બધું ખાખરા આ બધું અમે તમને એક દિવસ એ ખવડાવીશું સ્યોર સ્યોર સ્યોર સ્યોર હોં ને ડન તો આ હા તો વાંધો નહીં આપણે જે પ્રમાણે ના આપણે જે પ્રમાણેનાં કીધું ને નાસ્તો ને જમણવારનું અને અલગ અલગ ચેન્જીસ કરવાના છે તે પ્રમાણે આપણું ડન હોં ને એ તમે બેફિકર ચિંતા કરજો અને પૈસાની ચિંતા ના કરતા એ તો આપણું બધું પતી જાય પછી આ પછી આપણે હિસાબ કરી લઈશું હા ઓકે ઓકે હા ને ઓકે ચાલો બાય